હાલ જોવા જઈએ તો બે દિવસ પહેલાં મેં એક ઘડિયાળ મગાવ્યું હતું જે મિનિમમ સાત હજાર રૂપિયાની ઘડિયાળ હતી મારી મને જણાવવામાં આવ્યું હતું કે તમારો ઓર્ડર બે દિવસમાં ઘરે પહોંચી જશે પણ હજુ સુધી પહોંચ્યું નથી તો મને એની ચિંતા વધારે થઈ રહી છે તો એનું મને ખાસ રીઝન આપશો કે ક્યારે આવી શકશે કેમકે બે દિવસ તો થઈ જ ગયા છે અને જો હજુ પણ નહીં આવી શકે તો મારે ઓડર મારો કેન્સલ કરીને જે મારા રિફંડેડ પૈસા છે તે પાછા લેવા પડશે કારણ કે ઓડર નહીં થયો તો હું વસ્તુ નહીં મળી અને મને પૈસા બી પાછા નહીં મળે તો મારે આગળ લીગલ એક્શન લેવી પડશે જેનો આ ધ્યાન રાખશો જે બી કંપની હોય એમને પણ કહેવામાં આવ્યું છે તો બસ એ જ કે મારી પ્રોડક મને મળી જાય કાં તો મને જે પૈસા મેં જે સાત હજાર રૂપિયા નાખ્યા છે જે આપની એપ્લિકેશનમાં તો મને એ પાછા મળી જાય કારણ કે મારે વસ્તુની બહુ જરૂર છે તો હું તમારા ત્યાંથી તો નહીં પણ હું બીજે ક્યાંકથી પણ એ વસ્તુ મંગાવીને મારા શોખ પૂરા કરી શકું કેમકે મારા પૈસાથી મારા શોખ પૂરા કરવાના છે તો મારા પૈસા મને તમે રિફંડ કરશો બસ એ જ બીજુ કંઈ નઈ